ભારતીય ફિલ્મો અને સંગીત મને ખૂબ જ ગમે છે ભારતીય ફિલ્મોમાં જેવી કે હોરર રોમેન્ટિક અને એક્શન થ્રીલર ફિલ્મો મને ખૂબ જ ગમે છે અને મારા પ્રિય અભિનેતા છે અમિતાભ બચ્ચન જયા ભાદુરી જયા પ્રદા કેટરીના કેફ અક્ષય કુમાર અને ઘણા બધા જેવા બૉલીવુડ એક્ટર છે જેના મૂવીસ બહુ જ મસ્ત હોય છે અને બહુ જ સારા હોય છે અને ફિલ્મી ગીતોની તો શું વાત કરું ફિલ્મી ગીતો બોલિવૂડની અંદર બહુ જ સારા હિન્દી ફિલ્મો ગીતો અને મ્યુઝિક ડાયરેક્ટર છે અને સિંગર પણ એવા છે કે જેણે મસ્ત ગીતો બનાવ્યા છે જેવા કે જૂના ગીતો ઓલ્ડ ગીતોમાં કિશોર કુમાર મોહંમદ રફી અને મુકેશ જે ઘણા જ બધા મસ્ત સુપરહિટ ગીતો આપ્યા છે લતા મંગેશકર ને બધા ખૂબ જ સારા કલાકારો છે એમના ગીતો છે એ મેરે દિલ કે ચેન પછી જરા ઝુમ ઝુમ અને એક્સ વાય ઝેડ ઘણા બધા અને મારો ફેવરિટ ગાયક છે કુમાર સાનું અને ઉદિત નારાયણ અને આશા ભોંસલે અને અલ્કા યાજ્ઞિક